મારે મારા પપ્પાનું ટ્રાન્સફર થયું છે તો મારે ટ્રાન્સફર સર્ટિફિકેટ જોતું હતું ઓકે ઓકે સારું તો હું મંડે આવીશ ને તમારા પાસેથી લઇ જઈશ ને સર્ટિફિકેટ ઓકે ચાલો ઓકે થેન્ક્યુ